કેટલાંક ગીતો મનમાં વસી ગયાં હોય છે જીવનભર આપણે એને મંચ પર ગાતાં હોઈએ કે એનો તૈયારી કે રિયાઝ કરતાં હોઈએ તે વગર પણ મનની અંદર ગુનગુનાવતા હોઈએ છીએ જેમકે મારા પ્રિય ગાયક મુકેશ કે મારા પ્રિય સંગીતકાર શંકર જય કિશનનું એક ગીત મને યાદ છે કે જે હંમેશા હું દોહરાવતો હોઉં છું કારણ કે મેં એને જીવનનો મંત્ર માન્યો છે એ ગીત છે કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર જીના ઉસી કા નામ હૈ આ ગીત મંચ પર ગાવાનું હોય એકલા હોઇએ ને ગુનગુનાવવાનું હોય તો દરેક વખતે એમાંથી એક અર્થપૂર્ણતા મળતી હોય છે એટલું સુંદર રીતે તૈયાર થયેલું છે કે એને એને સ્વરબદ્ધ એવું સરસ થયું છે એનું ઓર્કેસ્ટ્રેસશન અને મંચ પર સ્ક્રિન પર જયારે રજૂ થયું હતું રાજકપૂર સાહેબ દ્વારા તો આ બધું જીવનને એક અર્થ આપતો હોય છે અને એને પરિણામે એ ગીત આપણાં જીવનનો એક મંત્ર બની જાય છે મારો એવો અનુભવ છે કે આ ગીત મેં જયારે જયારે મંચ પર પણ રજૂ કર્યું છે ત્યારે લોકોને એ ખૂબ ગમતું હોય છે મેં વારંવાર એવું જોયું છે કે લોકો શ્રોતાઓ આપણે ગાતા હોઈએ એની સાથે તેઓ પણ ગાતા હોય છે ત્યારે આપણાં મનને એક સંતોષ થાય છે કે એક સારી કૃતિંને આપણે ન્યાય આપી રહ્યા છીએ અને એને પરિણામે એ શ્રોતાઓ સુધી જઈ શકે છે એમનો મનનો માત્ર આનંદ જ નહીં પણ એની જે કર્ણપ્રિયતા કે એની અર્થપૂર્ણતા છે તે પણ આપણે એમના સુધી પહોંચાડી શકીએ છીએ અને ગીત બનવાનો જે હેતુ છે તે હેતુ એમાંથી સર થતો હોય તેવું લાગે છે ઉપરાંત આપણાં રોજિંદા જીવનમાં આપણે જે કંઈ પણ વર્તન કરીએ છીએ તેમાં પણ એ ગીતનો એક ફાળો હોય છે કે આપણે કેવું વર્તન કરવું જોઈએ તે આપણને એમાંથી આપણને એનું દિશાસૂચન મળતું હોય છે સો આ ગીત હું હંમેશા ગાતો રહું છું અને મને અને સાંભળનારને આનંદ આપતો રહું છું